મે એક ઈયરફોન ખરીદ્યા હતાં વાયરલેસ એમેઝોન ઉપરથી એ વાપર્યા પછી એક જ દિવસમાં બંને ઈયરફોન વર્ક કરતાં બંધ થઈ ગયાં એ મારા બ્લૂટૂથથી કનેક્ટ પણ નથી થતાં આ કંપનીનું પ્રોડક્ટ બહુ વધારે ખરાબ છે મને આની જગ્યાએ બીજું પ્રોડક્ટ જોઇશે